ગુજરાતી ભાષા કેવી રીતે વપરાય ગુજરાતી ભાષા આમ દેખવા જઉં ને તો બહુ જ સારી ભાષા કહેવાય એકદમ પેલું કહેવાય ને કે મીઠી ભાષા છે ગુજરાતી ગુજરાતી મતલબ લોક બોલતા લોકો પણ એકદમ મીઠ એકદમ સ્વીટ લાગે કે આ લોકો બહુ સારા છે ગુજરાતી સ ભાષાનો જે ઉપયોગ છે સાહિત્ય કાવ્ય અને અન્ય બી જે બી કલાત્મક અભિવ્યક્તિઓમાં છે એનો ઉપયોગ મતલબ આપણે દેખવા જાઈએ ને તો સાહિત્ય કાવ્ય દરેક વસ્તુ એકદમ આપણાં ગુજરાતી એટલે ભાષામાં તો એટલી બધી સરસ લખાયેલી છે ને કે એનો આજે પણ આપણે બધા ઉપયોગ કરીએ છીએ મેં મતલબ અમારે કઈ નાટક લખવું હોય અથવા કંઈક અમારે પ્રેરણા લેવી હોય ને તો અમે જૂનાં બધા જે સાહિત્ય હોય ગુજરાતીમાં લખાયેલાં કાવ્યો હોય અમે એ અમે એ વાપરતા હોઈએ છે બીકોઝ કારણકે એ અમને હેલ્પ કરે વધારે કારણકે એમાં જે બધુ લખાયેલું છે જૂની ગુજરાતી ભાષામાં એ એટલું બધું સરસ સરસ લખાયેલું છે ને કે એને એ આજે પણ અમને મદદ કરે છે